અમારી સંસ્કૃતિમાં લગ્નની વિધિ થોડી લાંબી હોય છે કેમ કે આ જે છે લગ્નની વિધિ તે મુરત પર કરેલી હોય છે જેટલા વાગ્યાનો જે મુરત હોય છે તેટલા વાગ્યા તે ફેરા કરવામાં આવે છે અને લોકો જે છે તેમાં પંડિતને બોલાવે છે પંડિત જે છે તે શ્લોકો બોલે છે અને એ આ રીતે અનેક વિધિઓનું પાલન કરે છે